હાલો દર્શનાબેન બોલો કેમ બહુ વખતથી દેખાતા નથી હા તો તમે તો શાકભાજી લેવા જઈએ ત્યાં મળો છો ત્યાં પણ તમે દેખાતા નથી એટલે મને એમ કે કશે તમે ફરવા ઉપડી ગયા અચ્છા એ આપણી બહુ વખત બહાર ગયા નથી નાસ્તા પાણી માટે આપણી જૂની જગ્યા પર લોચો અને એને જ્યાં આપણે જતા હતા એ પાણીપૂરીને ઓકે એવું છે ઓકે ઓકે એવી વાત છે હા હા અરે આપણે તો દરરોજ આમ ખાલીમાં માઉથ ટેસ્ટનાં તરીકે પણ આપણે એ બધું લઈને મજા લેતા હતા તો હવે આ તો હં હં હં ચાલો કંઈ નહીં તો હવે ત્યાં પણ કેવું છે તે આપણે જરાક અચ્છા કેવું છે આમ સારું છે ને

બરાબર છે તો કોકોનટ દૂધ ને એમાંથી જ બનશે ખાવસા તો એટલે જેને એનું ફાવતું હોય તો વાંધો નહીં ચાલો ને એ બહાને તો આપણે મળીએ ને ત્યાં જવા માટે ને થોડીક વાતો કરીએ બહુ ટાઇમથી મળ્યા નથી તો હં તો એકાદ વખત જવાય આપણાથી દર વખતે પછી નહીં જવાય ઓકે ઓકે ચોક્કસ ચોક્કસ ચાલો ત્યારે ઓકે હા હા હા હા ચોક્કસ હા હા ચાલો ચાલો હા